ગુડ ઈવનિંગ બોલો બોલો ઓકે ઓકે

ઓકે કેટલા સમયથી આવે છે કઈ ઓહો એવું છે

વચમાં ક્યારેય બીજા કોઈ સાઈકો સાઈકોલોજીસ્ટને બતાઈવું તું કે એવું છે એમ ને તો તમારી દિનચર્યા કઈ કઈ રીતની છે કોઈ પ્રાઈવેટ જોબ કરો છો ગવર્મેન્ટ જોબ કરો છો મજૂર છો

ઓકે તો તમને હ હ તો તમને મારી થોડીક સલાહ આપું ઈ મુજબ તમે વર્તન કરશો તો તમારા ડિપ્રેસનમાં થોડો ફેરફાર આવશે વ્ય વ્યાયામ કરો છો તમે નથી કરતાં તો તમારે વ્યાયામ કરવાની થોડી જરૂર છે જરૂરત છે કારણકે તેનાથી તમારું શરીર અને મગજ બી શાંત થાય પછી સમયસર ઊંઘ કરો છો આપ

ઓકે તો સમયસર ઊંઘ છે ઈ બોઉ જરૂરી છે કારણકે ઊંઘ ના આવે તો તમારું શરીર છે પાછું પડતું જાય તેનાથી પણ ડિપ્રેસનમાં તમે જઈ શકો બરોબર પછી આ તમારો ફ્રેન્ડ સર્કલ છે ઈ કઈ કઈ ટાઈપનો છે કેમકે તમે અન્ય લોકોને મળતા હોય કેમ કે ઈ યા વાતાવરણમાં નથી ને નઈ એવું છે પછી તમે વ્યસ્ત કેવા રો છો ઓકે હા તો તમારે એની અંદર તમારે હોબી થોડીક ડેવલપ કરવાની જરૂર છે કેમ કે હોબી તમારી હોય બરોબર સારી એવી વાંચવાની છે ફરવા જવાની છે એનાથી હું થાય તમારું મન ડાઈવર્ટ થઈ જાય અને તમને પ્રોબ્લેમ ના થાય ડિપ્રેસનમાં જાવાની કોઈ શક્યતા નઈ પછી તમે થેરાપી લીધેલી હે કોઈ એવા પ્રકારની નથી લીધેલી તો તમારે થેરાપીની પણ જરૂર છે કેમ કે ડિપ્રેસનમાં વયા જાઓ તો તમને થેરાપી આપી આપે પડે એનાથી તમને સરળતા રેય પછી તમે મેડિટેશન ક્યારેય કરો છો સવારમાં રાત્રે તો તમારે ઈ મેડિટેશન છે ઈ બોઉ જરૂરિયાત વસ્તુ છે સામાન્ય માણસ માટે કેમ કે ડિપ્રેશનમાં લગભગ મોસ્ટ ઓફ માણસો જતાં જ હોય છે તો એના માટે તમારે ડીપ મેડિટેશન કરવું જરૂરી છે મેડિટેશન તમારે રોજ સવારમાં ઊભું થઈ ને તમારે મેડિટેશન કરવું જરૂરી છે બરોબર ઈ તમે રેગ્યુલર ફોલો કરશો તો આપને ડિપ્રેશનમાંથી બાર નિકળવાનો રસ્તો મળી જશે ઓટોમેટિક વેલકમ વેલકમ